ગુજરાતમાં સાંસ્કૃતિકની સામાજિક ધારણાઓ કેવી રીતે છે કે સૌ પ્રથમ આપણે જાતિગત ભૂમિકાની વાત કરીએ તો પહેલાંના જમાના એવું હતું કે જ્યારે ઊંચ નીચ એવી રીતે માન્યતા હતી કે ઊંચા લોકો નીચા લોકો એટલા અમુક લોકો જે લોકો નીચી કક્ષામાં આવતા હોય કે એવી રીતે આવતા હોય તે લોકો માટે અમુક પ્રકારના રૂલ્સ હતાં જે અછુત હતાં તેવું પણ પહેલા જમાનામાં કહેવામાં આવ્યું છે અને આધુનિક સમયમાં એવું આવ્યું છે કે જ્યાંથી પણ આપણે દેશનો વિકાસ થવામાં આવ્યો છે આપણે નવી સંસ્કૃતીને અપનાવી છે ત્યારથી જાતિ સમાનતા આવી ગઈ છે જાતિ સમાનતા આવે આવવાથી આપણા આપણા જીવનમાં પણ ઘણું બધો ફેર પડ્યો છે લોકો બધી રીતે સમાનતા અનુભવે છે કોઈ ઉચ્ચ નીચ કરતું નથી આમ પણ આના લીધે આપણો વિકાસ અટકે છે પછી પારિવારિક માળખાની વાત કરીએ તો પહેલાના જમાનામાં સંયુક્ત પરિવાર હતું કે દાદા દાદી બા પછી આપણા કાકા કાકી મમ્મી પપ્પા બધાં સાથે જોઇન્ટ કુટુમ્બમાં રહેતાં હતાં પણ અને લોકો વડીલોની માન રાખતા હતાં આદર કરતાં હતાં પણ અત્યારના લોકો એમ માને છે આધુનિક સમયમાં કે સ્ત્રી અને પુરુષ જે બંને કામો કરતા હોય એ બંને કામ કરવાના લીધે તે બંને કમાય છે અને કુટુંબ નાનું અને વ્યક્તિત્વ વ્યકિતગત થઈ ગયું છે કેમકે પુરુષ અને સ્ત્રીના હવે પોતે એક બીજા માટે પુરતા છે તેવું માને છે અને તેના લીધે પોતે વ્યક્તિગત બધું વિચારે છે અને કુટુંબ નાનું બની જાય છે સામાજિકતાની વાત કરીએ તો પહેલાનામાં એવું હતું કે લોકો અમુક અમુક સંપ્રદાયને માનતા અને જે જાતિના આધારે પોતે બદલી રહેતા ત્યારે વર્ણાશ્રમનો અભાવ હતો જેમકે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર જે આપણા ચાર વર્ણ છે એવી રીતે બ્રાહ્મણ લોકો છે બધે હંમેશા ધાર્મિક કામ કરતા ક્ષત્રિય લોકોએ શાસક વર્ગ કહેવાતું વૈશ્ય છે એ વેપારી વર્ગ કહેવાતું એ શુદ્ર છે તે શ્રમિક કામ કરતું બટ આધુનિક ધારણધોરણ માટે જોઈએ તો આધુનિકમાં શિક્ષણ અને ટેકનોલોજી જ્યારથી વધી ગઈ છે ત્યાંથી બધા ખુલ્લાં વિચારો વાળા થઈ ગયાં છે અને બધા સહનશીલ થઈ ગયાં છે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કામ કરી શકે માની લો કે બ્રાહ્મણ છે હા અમુક અમુકમાં હજી એવી પરંપરાઓ છે કે બ્રાહ્મણ છે એજ લોકો પોતાનું કર્મકાંડનું કરી શકે છે પણ બીજા બધામાં એવું છે કે ક્ષત્રિય છે તે પણ વૈપાર ને ધંધો કરી શકે છે કે શુદ્ર હોય તે પણ વેપારી બની શકે છે વૈશ્ય તો વૈપારી વર્ગ તરીકે ગણાતું જ પણ બીજા લોકો પણ કરી શકે છે સાંસ્કૃતિક સાંસ્કૃતિક મૂલ્યમાં કહીએ તો હિન્દુ ધર્મ જૈન ધર્મ ઈસ્લામ એવી રીતે પહેલાંના જમાનામાં એનો પ્રભાવ હતો કે પોતે સત્ય અહિંસા બ્રહ્મચર્ય એવાં બધાંમાં માનતાં આધુનિકમાં જ્યારથી એવી રીતની જાગૃતતા ફેલાઈ છે ત્યારથી એવું છે કે વિશ્વભરમાં બધાં જ લોકો બધાં જ ધર્મો એક્સેપ્ટ કરે છે અત્યારે તો એવી પરિસ્થિતિ આવેલી છે કે જ્યારે લોકો પોતે ધર્મ પરિવર્તન પણ કરે છે અને જે પણ સ્વેચ્છાએ તો સરકાર તેને પણ રોકતી નથી પહેલાના જમાનામાં સાંકૃતિક ન હોય ન હિન્દુ ધર્મ હોય તો તે પોતાનો ધર્મ ઉંચો છે તેવું રાખતાં જૈન ધર્મ છે ઇસ્લામનો પ્રભાવ છે કે આપણે કહી શકીએ કે પોતપોતાના ધર્મ વિશે વધારાનું રાખતા અને જ્યારે હવે એવું થઈ ગયું છે કે વિશ્વભરમાં અલગ અલગ પ્રકારના ધર્મો આવી રીતે રાખવામાં આવે છે અને બધાય ધર્મોમાં શિખવાડવામાં તો એક જ વસ્તુ આવે છે આને લઈને છતા પણ લોકો એવી રીતે રાખે છે હજી પણ ઘણી જગ્યાએ એવું છે લોકો સહનશીલ થતા શીખી ગયાં છે હજી પણ ઘણી જગ્યાએ એવું છે કે લોકો પોતાની પરંપરાને ભૂલતાં નથી પણ છતાંય બદલાવ જરૂરી છે એટલે આપણે એવું કહી શકીએ કે પહેલાંના જમાનામાં જે બધાં આવા મૂલ્યો હતાં કે જે આપણે એને એવી રીતે કહી શકીએ કે જે સારા તો હતા પણ તેમાં થોડુંક ઉમેરો કરી અને એને વધુ સારા બનાવી દેવામાં આવ્યાં છે હા ઘણાં બધાં એવા રૂલ્સ છે ઘણાં બધાં એવા મૂલ્યો છે એનું હજી કાંઈ એટલું બધું આવ્યું નથી પરિણામ કે લોકો હજી એને જુનું જ માન્ય ગણે છે પરંતુ બીજી બધી ઘણી બધી વ્યવસ્થાઓમાં એવું છે કે લોકો એવી રીતે બધી વસ્તુને પોતાની રીતે ગણે છે